હું દોડવા માટે એસઆરપી કેમ્પસ કોન્સ્ટેબલની તૈયારી માટે જૂથ સાથે દોડવા માટે જોડાઈ હતી ત્યાં અમે રોજ સવારે પાંચ વાગે બધા જૂથ સાથે દોડવા જતા અને પાંચ કિલોમીટરનું રનિંગ કમ્પલેટ કરતા ત્યારબાદ અમે રીટન આવતા અને સાંજે પાછા પાંચ વાગે જૂથને લઈને દોડવા જતા અને પાંચ કિલોમીટરનું કમ્પલેટ પૂરું કરીને ઘરે આવતા અને એ વખતનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે